ભારત સરકારની બહુ બધી યોજનાઓ છે તેમાંથી પ્રધાન મંત્રી જન ધન યોજનાનો હું લાભ લઈ રહ્યો છું આ યોજનામાં મારુ બેંક ખાતું છ મહિના જૂનું હોવું જોઈએ અને એના કારણે મને અઢી લાખ રૂપિયાની જે જરૂરત હતી એ બેંકથી મને લોન પ્રમાણે બે મહિનામાં પૂરેપૂરાં રૂપિયા મળી ગયા આ રૂપિયા મને મારા પોતાનો બિઝનસ ચાલુ કરવા માટે જોઈતા હતાં અને હું સરકાર માટે બહુ બધો આભારી છું